તમે તાજેતરમાં જ નવા શહેરમાં ગયા છો અને તમારા પાસપોર્ટ પણ તમારા સરનામું અપડેટ કરવાની જરૂર છે સાથે તમે અરજી સાથે આગળ વધતા પહેલાં પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજોને સમજવા માગો છો એવું વર્તન કરો કે જાણે તમે પાડોશી સાથે તમારા સ્થળાંતરની ચર્ચા કરી રહ્યા છો તમારા પાસપોર્ટ સરનામાને અપડેટ કરવાની તમારી જરૂરિયાત અને પ્રક્રિયાને સંપૂર્ણ રીતે સમજવાની તમારી ઈચ્છા વ્યક્ત કરો અરજી શરૂ કરતાં પહેલાં સામેલ પગલાઓ જરૂરી દસ્તાવેજો અને પાત્રના માપદંડનું અનુશોધન કરવાની તમારી ઈચ્છા વ્યક્ત કરો